હલો મેં ઓનલાઇન શોપિંગમાં એક વોચ કાર્ટમાં એડ કરી હતી શૂઝ કરી હતી બેગ પણ એડ કરી હતી બટ મને વોચ ઓછા પ્રાઇઝમાં અહીથી ઓફલાઇન મળી જાય છે તો મારે ઓનલાઇન જે બુક કરેલી છે તેમાંથી મારે કાર્ટમાંથી બહાર કાઢવી છે તો તમે એમાં હેલ્પ કરી શકો છો મારી ઓકે હા તો તે કાર્ટમાંથી બહાર કાઢી દેજો ને ઓકે થેન્ક યુ